ખેતીની અંદર ખેડૂતો છે એક સમાજ જીવન માટે પણ ઘણું સારું કામ કરી શકે એ જો સારાંમાં સારું અનાજ નું ઉત્પાદન કરે અને એમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ ન કરે સારી એવી એમ કે શાકભાજી ઉગાડે કે જે સમાજને જેને જરૂરિયાત હોય અને એમાં પણ કોઈ જંતુનાશક દવાઓ છે રસાયણીક ખાતરો છે કે કોઈ પણ પ્રકારનાં રસાયણોનો ઉપયોગ ન કરે તો સમાજ જીવન માટે આ ખૂબ સારી બાબત છે સમાજને આટલું શુદ્ધ માની લો કે શાકભાજી કે અનાજ મળી રહે તો એમનાં આરોગ્ય માટે કોઈ ખતરો ઊભો નથી થતો આ રીતે પણ ખેડૂતો સમાજની એક સેવા કરી શકે છે તેવી જ રીતે ખેડૂતો પશુપાલન માટે પણ જો સારાં એમ કે દૂધ છાશ દહીં એ સારી ક્વોલિટીનું ઉત્પાદન કરે અને ઘી પણ જો ચોખ્ખું એમ કે એમ કે ઉત્પાદન ઘીનું પણ એમ કે ચોખ્ખું ઉત્પાદન કરી અને સમાજનાં જે જે લોકોને જરૂરિયાત હોય એમને પહોંચાડે કોઈ બીજા વચેટિયાઓનાં માધ્યમ વગર જરૂરી નથી કે ખેડૂતો એ પોતાનો માલ એમ કે પોતાની જે ખેત પેદાશો છે એ વેપારીઓને વેચવી કે કોઈ કમિસન એજન્ટ દ્વારા આ વેપારીઓ પાસે જવું અને ત્યાંથી એનું વિતરણ થાય ખેડૂતો સીધો જ પોતાનાં ફામ ઉપરથી કોઈ પણ વસ્તુ એમની હોય ખેત પેદાશને લગતી કોઈ પણ વસ્તુ હોય માની લો કે અનાજ હોય કઠોળ હોય પછી માની લો કે એમને જો એમ કે કેરી અથવા બીજા કોઈ બગીચા હોય ફ્રૂટનાં ફળનાં બગીચા હોય તો એ બધી જ વસ્તુ પોતાનાં ફામ ઉપરથી સીધી જ સમાજનાં જે લોકો જરૂરિયાત જેમને છે જેમને ખરીદવી છે એમને બજાર ભાવ કરતાં પણ રાહતનાં ભાવે વેચી શકે કારણ કે આમાં વેપારીઓના કે વચેટીઆઓના કે જે નફાના ગાળા છે એ આવતા નથી અને સીધા જ ખેડૂતો જેમ કે સમાજના વર્ગોને સીધો લાભ આપી શકે ઓછા દરે એ લોકો વેચી શકે આ ઉપરાંત આજે ખેડૂતો ખેતીની અંદર વિજ્ઞાન અને યાંત્રિક યુગની અંદર ખૂબ નવાં સંશોધનો થયાં છે પહેલાં ઘઉંનો પાક છે તો એમાં ખેડૂતોને ઘઉં કેમ કે ખેતરમાં કાપવાં પડતા એમ મજૂર રાખીને પછી એને એક જગ્યાએ ભેગા કરે પછી એ ઘંઉનું એમ કે માની લો કે ઓપનર કે થ્રેસર નાની સાઇઝનું આવતું ઓઇ એન્જિનથી એ ચાલતું અને ઘઉંનો પાક લણવામાં ખૂબ મહેનત થતી પણ આજે પંજાબ જેવાં રાજ્યનાં પ્રગતિશીલ ખેડૂતો છે એણે વિપુલ પ્રમાણમાં સ્વરાજ કંપનીને એવી આપણી ભારતીય કંપનીઓ પાસેથી જ એવાં સરસ મજાનાં મસીન ખરીદ યંત્રો ખરીદેલાં છે કે જે તમારું ઘઉનું માની લો કે બસો વિઘાનું કે બસો એકરનું ખેતર હોય એમાં તમે એ યંત્ર એ થી જો ઘઉંના પાકને લણવાનો પ્રયત્ન કરો તો ખૂબ જ ઝડપથી તમારો ઘણો બધો સમય બચી જાય છે તમને પૂરતાં પ્રમાણમાં માની લો કે મજૂર ન મળતા હોય આજુ બાજુમાં તો એ પણ અને એની પણ જરૂરિયાત નથી રહેતી આજે ખેડૂત આજથી પચાસ વર્ષ પહેલાં ખેડૂત પરિવારની અંદર શ્રમ કરનારો વર્ગ બહું મોટો હતો એક ખેડૂત પરિવારમાં દસ સભ્યો હોય તો દસે દસ શ્રમ કરતા આજે સમય જુદો છે ખેડૂતોનાં બાળકો પણ આજે દેશની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓમાં ભણે છે એટલું જ નહીં ખેડૂતોનાં બાળકો પણ આજે ખેતી સિવાયનાં બીજા વિકલ્પોમાં પણ ઘણી વિચારતા હોય છે કોઈ વેપાર ઉદ્યોગમાં હોય કોઈ બીજા કોઈ વ્યવસાયમાં હોય આ સ્થિતિમાં ખેડૂતોને પરિવારોમાં શ્રમ કરનાર વર્ગ અને પોતાની ખેતી પોતે સાચવી શકે એટલે પૂરતાં પ્રમાણમાં કોઇ સભ્યો હોતાં નથી આ સ્થિતિમાં યંત્રો છે ખૂબ ઉપયોગી નિવડ્યાં છે યંત્રોને મદદથી ખેતી કરવી ખૂબ સરળ બની છે આપણાં ગુજરાતનાં ખેડૂતો આજે ઇજરાઇલ જેવા વિકસિત દેશોમાં જાય છે ત્યાં ઓછા વરસાદમાં પણ કઈ રીતે વિપુલ પાક ત્યાંનાં ખેડૂતો મેળવે છે ત્યાં કેવા કેવા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થાય છે આ બધી જ બાબતોનું ત્યાં અભ્યાસ કરી અને ગુજરાતમાં આવે છે એનો અમલ કરે છે આજે ગુજરાતનાં અમુક ભાગની અંદર જો કે નર્મદાનાં નીર બધે જ પહોંચ્યા છે એટલે બહું ગંભીર સમસ્યાઓ નથી પાણીની કે નર્મદાની કેનાલનું આજે ગુજરાતનાં ખેડૂતોને ભરપૂર લાભ મળી રહ્યો છે ખૂબ ઉત્પાદન થઈ રહ્યું છે પણ કેટલાક છેવાડાના વિસ્તારો એવા છે કે આજ દિન સુધી ત્યાં નર્મદાનાં નીર પંહોચ્યા નથી અને પાણી સંગ્રહની પણ પૂરતી વ્યવસ્થા નથી આવા ખેડૂતોને ઉનાળુ પાકમાં કે આખા શિયાળુ પાકમાં પાણીની અછત રહે છે ત્યારે ટપક પદ્ધતિ જેવી સિંચાઈની પદ્ધતિઓ પણ આજે ખૂબ વિકસાવામાં આવી છે ઓછો પાણીનો પુરવઠો હોય તો પણ ખેડૂતો ખૂબ સારું ઉત્પાદન કરી શકે છે ખેડૂતોનાં બાળકો પણ ભવિષ્યમાં આજે એવું નથી કે ખેડૂતનું પુત્ર ખેડૂત ન બને ખેડૂતનાં બાળકો પણ ખેતીને વ્યવસાય તરીકે સ્વીકારે છે અને એમ કહેવાય છે કે ઘણાં બધાં વિકલ્પો હોય છે માણસને રોજગારીમાં કોઈ વ્યક્તિ વેપાર ખેતી પણ કરી શકે વેપાર પણ કરી શકે કોઈ કોર્પોરેટ કે સરકારી કંપનીની સરકારી સંસ્થાની અંદર નોકરી પણ કરી શકે છે પણ આજે સમાજમાં એમ કહેવાય છે કે ખેતી એક ઉત્તમ વ્યવસાય છે પરંતુ ખેડૂતો એ આ ખેતીને એક ઔધ્યોગિક ઉદ્યોગ તરીકે વિકસાવે અને એક સેવાનાં માધ્યમ તરીકે વિકસાવે તો ખેડૂતો પોતાના આ ખેતીનાં વ્યવસાયથી સમાજની ખૂબ મોટી સેવા કરી શકે